અમારે ત્યાં અત્યારે નળનું પાણી આવે છે પણ જોવા જઈએ તો અત્યારના લોકો ફિલ્ટરનો વપરાશ વધારે કરે છે તે આપણા શરીર માટે ફાયદાકારક બી છે અને નુકસાનકારક બી છે જોવા જઈએ તો ફાયદાકારક એટલે છે કે આર ઓ અને ફિલ્ટરમાંથી જે પાણી આવતું હોય તેમાં એક પણ બેક્ટેરિયા નથી હોતા અને નુકસાનકારક જોવા જઈએ તો તે પાણી આપણા શરીર અને હાડકાં માટે સારું નહીં હોતું જે આગળ જતાં આપણને શરીરને બહુ નુકશાન કરે છે તેથી અમારે ત્યાં અત્યારે જે નળનું પાણી આવે છે તે વધારે સારું હોય છે તેમાં બેક્ટેરિયા હોય છે પણ તે શરીરને નુકશાન નહીં કરતું તેટલા માટે આ નળનું પાણી સારું કહેવાય